ગુજરાતમાં યુનિવર્સિટી અને કોલેજના પ્રવેશ માટે ઘણી બધી એક્ઝામસ આપવી પડતી હોય છે તમારા બારમાનાં રિઝલ્ટ પર તમને કોઈ કોલેજ કે યુનિવર્સિટી પ્રવેશ નથી આપતી નીટ ને એન્સર્ટ ને જીશર્ટ ને ઘણી બધી એક્ઝામો હોય છે જે તમારે સારા ગ્રેડ ઉપર લાવ્યા પછી પ્રવેશ પરીક્ષાઓ આપ્યા પછી તમારે એ બધી મનપસંદની કોલેજોમાં પ્રવેશ મેળવી શકો છો એ પણ ઘણી બધી પ્રોસેસ થયાં પછી તમારું નસીબ હોય તો તમને મળે